હલો

હા કોમલબેન જ વાત કરું છું હા હા બરાબર જો આમ તો અમારે ત્યાં લગભગ બધા જ છોડ મળી રહે છે પણ એમાં ગુલાબ પછી મોગરો સુરજમુખી ગલગોટો જાસુદ આ બધા જ જાતના છોડ મળી જાય છે અમારી જોડેથી હા હા એટલે મેં જે તમને કીધા ને એ બધા ત્રણસો રૂપિયાના છે હા હા એક છોડના ત્રણસો રૂપિયા હા એટલે એમાં અ લગભગ તો બધા જ તમને આ મળે જ છે પણ એમાં તમારે કયો રંગનો જોઈએ છે જેમકે અહીંયા હા તો લાલ કલરનો છે જ અહીંયા હા હા હા એટલે એમાં એવું છે કે જો તમારે એક છોડ લેવો હોય તો ત્રણસો રૂપિયા પણ જો વધારે લેવા હોય ને જથ્થામાં તો હું પચાસ ટકા ઓછા કરી શકું એટલે કે તમને એક છોડ ત્રણસો રૂપિયાને બદલે

હા હા હા હા વાંધો નહીં હા એટલે મેં કીધુ ને એક છોડ દોઢસો રૂપિયામાં પડે એટલે દસ છોડ તમારે પંદરસો રૂપિયાના પડે જો વધારે જ લેવા હોય ને તો

હા તો વાંધો નહીં એટલે તમે અહીંયા આવીને લઇ જશો હા તો વાંધો નહીં અમારા અમારા ત્યાંથી એક એક ભાઈ છે ને તમને આવીને આપી જશે સાંજે હા એટલે સો રૂપિયા લેશે હા એટલે જે તમે દસ છોડ મંગાવ્યા છે ને એ પંદરસોના થાય પણ સો રૂપિયા વધારના લઈશ એટલે સોળસો રુપિયામાં પડે હા હા લખાવો હા હા હા હા હા બરાબર લખાવી દેજો હા હાહા એટલે વાંધો નહીં તમે જે સરનામું લખાવ્યું છે ને એના પર અમે મોકલી આપીશું સાંજે હા હા છે છે તુલસીનો છોડ અને મની પ્લાન્ટ આ બંને છે જ હા હા એટલે તુલસીના છોડના ચારસો રૂપિયા થશે હા હા હા હા ચોક્કસ આવી જજો હાહા વાંધો નહીં છ વાગ્યા પહેલાં આવી જશે નહીં છોડ છે જ અમારા ત્યાંથી એક ભાઈ આવશે સાંજે છ વાગ્યા પહેલાં મોકલી આપશે તમને હા હાહા ધન્યવાદ